ગુજરાત સદાકાળ ગુજરાત એ ભારતમાં મારું સૌથી પ્રિય રાજ્ય છે જન્મી પણ ગુજરાતમાં કર્મભૂમિ પણ ગુજરાત અને ગુજરાત સદાકાળ જ્યાં તમને દરેક આખે આખા ભારતની દરેક લિપી અહીંયા તમને ખબર પડે દરેક ભાષાઓનાં લોકો છે જે દૂધમાં સાકરની જેમ સમાઈને રહે છે એટલે દુ ગુજરાતમાં જોવો તો મહારાષ્ટ્રની સંસ્કૃતિ પછી દરેક ભાષાનો સાઉથ ઇન્ડીઅન છે તો દક્ષિણ ભાષાનો ખાદ્ય પદાર્થ અને બેંગ્લોરી સિલ્કની સાડી પણ મળે અને દરેક વસ્તુ મધ્ય પ્રદેશનાં જમવાનું તમારો નાસ્તા ગુજરાતમાં શું નથી મળતું દરેક રાજ્યના લોકો અહીંયા સમાઈને રહે છે અને સ્વસ્થ અને સ્વાસ્થ્યની જાણ જાળવણી માટે તો સૌથી ઓછામાં ઓછું પ્રદૂષણ એટલે ગુજરાતમાં છે તને સેફ સિટી છે તમારે કોઈપણ મહિલાઓ માટે રાત્રે પણ તમે નીકળો તો ગુજરાત જેવું સેફ એકપણ સિટી નથી તો હંમેશના માટે એક જ જવાબ ગુજરાત